હવે આપણે સંગીત ઉત્સવની વાત કરી તો હું તો અમારે અહીંયા ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અહીંયાના ડાયરા વખણાય છે ડાયરા એ સ્પેસ્યલ સાહિત્ય પ્રેમીઓ માટે જ થાય છે જે માણસને સાહિત્યમાં રસ છે જે માણસને સાહિત્ય ગમે છે એ લોકો છે જે એક પણ ડાયરો મિસ નથી કરતા હું પણ અવાર નવાર ડાયરામાં જતો હોઉં છું અવાર નવાર એટલે હાલતા ને ચાલતા જ્યાં હોય ને ત્યાં હું પહોંચી જાઉં છું અને પછી અત્યારે આપણે જોઈએ તો હમણાં જ હું હજી રિસન્ટ ડાયરો હતો તો મારો જે હું જે છેલ્લે ગયો તો તો આપણે અહીંયા ભગુડા ગામ છે ત્યાં મોગલ માનું માતાજીનું મંદિર છે અને તેનો એકવીસમો આ પાટોત્સવ હતો તો હું ય હું ત્યાં ગયેલો ભાવનગર પાસે ભગુડા ગામ છે ત્યાં તો ત્યાંની જે આપણે આ જે આપણે કલાકારો જે અત્યારે છે અત્યારે આપણે કીર્તિદાન છે મુક્તિદાન છે પછી રાજભા ગઢવી છે અને પછી આપણે જોઈએ તો પછી રાજદાન ગઢવી છે આવા બધા અનેક કલાકારોની ઉપસ્થિતિ ત્યાં હોય છે અને અને ખાસ કરીને આ ડાયરો આ સાહિત્ય પ્રેમીઓ માટે માટે જ હોય છે અને આપણે ગુજરાતનું આ સૌથી વખણાતો જે આપણે સંગીત ઉત્સવ જે આપણે કહીએ ને તો એ આ ડાયરો એક જ છે બીજું કાંઈ છે નહીં અને ગુજરાતમાં આપણે જાઈએ તો શું કહેવાય ડાયરામાં આપણે જોઈએ તો સાહિત્યની સાથે સાથે લોકગીત ને પછી આપણે કહીએ તો ઉખાણાંને બધું બધું બઘું બધું એમાં જોવા મળે છે ડાયરામાં એ આખી આખી રાતનો હોય છે અને હમણાં હું ગયો તો તો આપણે હું ગયો તો ભાવનગર ભગુડા તો ત્યાં ત્યાં આપણે જુઓ તો હજારોની માણસો હજારોની સંખ્યામાં આ માણસોની આ ભીડ હોય છે અને માણસો છેક દિલ્હીથી ને બોમ્બેથી ને ચંદીગઢથી ને ડાયરો જોવા આવે આવે છે જે માણસને સાહિત્યમાં રસ છે જે માણસ સાહિત્ય પ્રેમી છે એ લોકો અને પછી આપણે જઈએ તો ત્યાં હજારો લોકોની માણસોની ભીડ હોય છે અને ખાસ કરીને આ સાહિત્યની જ વાત બીજી કંઈ એવી એવી બધી કંઈ વાત નહીં અને તે એકદમ ખુમારીવાળું વાતાવરણ જુઓ તો આપણે અહીંયા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પૈસા ઉડાડવાની આ પરંપરા છે જે કોઈ માણસ સાહિત્યની વાત કરતો કરતો હોય જે કોઈ કલાકાર હોય એની ઉપર ખૂબ જ પૈસાનો ઢોળ થાય છે લાખો રૂપિયાનો એક જ રાતમાં કરોડો રૂપિયા આ ડાયરામાં ઊડી જાય છે અને તે એકદમ ખુમારીવાળું વાતાવરણ અને રમૂજી વાતાવરણ હોય છે અને ડાયરા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ખાસ કરીને આ સંગીત ઉત્સવ તરીકે વખણાય છે